હા મને એક બાબતની ખબર છે ડાર્ક એનર્જી આ રહસ્યમય બળ બ્રહ્માંડ ઝડપી વિસ્તરણને ચલાવવા માટે માનવમાં આવે છે પરંતુ તેની ચોક્કસ પ્રવૃત્તિ અજાણ છે દ્રવ્યનું ચોક્કસ વિતરણ તારા વિશ્વમાં અને તેની આસપાસ દૃશ્યમય અને અંધારું એમ બે દ્રવ્ય ચોક્કસ વિતરણનું મેપિંગ એ સતત પડકારદાર હોય છે કેમકે તેની બાજુમાં આપણે હલચલ તેની દ્વારા હલચલ કરવામાં આવી હતી એની શોધખોળ કરવામાં આવી હતી તે બહાર આવ્યું નથી તેના માટે તેને રહસ્યમય તરીકે જ સંશોધનમાં તે રહી ગયું છે આ બાબત આપણે ઉકેલવી જોઈએ